પણ હવે કંઈક અનિવાર્ય સંજોગોને કારણે ડિલિવરીમાં મોડું થાય એમ છે એટલે શર્ટ હવે બીજા બે દિવસ પછી પહોંચવાનો છે એમ લખવામાં આવ્યું છે પરંતુ મારે એ શર્ટની જરૂર આગલા બે દિવસ માટે જ બે દિવસમાં જ હતી જો ત્યાર પછી શર્ટ મને મળે તો મને એની જરુરીયાત નથી તો હું તમને વિનંતી કરવા માંગુ છું કે જે શર્ટનો ઓર્ડર મેં તમારી વેબસાઈટ ઉપરથી કર્યો છે હવે એની મારે જરૂર નથી તો મહેરબાની કરીને એ ઓર્ડર તમે રદ કરો એવી મારી તમને વિનંતી છે અને એમાં જે પણ રૂપિયા પણ મને પાછા મળવાના હોય એ આ જ વેબસાઈટના મનીમાં તમે એડ કરી દેશો તો પણ ચાલશે તો મારો ઓર્ડર કેન્સલ કરવા માટે હું તમને વિનંતી કરવા માંગુ છું